લેખન અવરોધ એટલે કે તમે કોઇ પણ બાબત હોય તેને લેખનમાં જ્યારે તમે લખવા માટે આગળ વધી રહ્યા હોય અને તમને કોઇ મુદ્દો ન મળે કોઇ તેમને નવી સૂઝ ન મળે કોઇ ઘટના ન મળે ત્યારે જે ઉભી થતી બાબત હોય છે તેને લેખન અવરોધ લેખન અવરોધ કહેવામાં આવે છે અને સર્જન અવરોધ એટલે તમે લખેલા લેખથી તમે જે ઇચ્છો છો કે તમે જે મુકામે પહોંચવા માગો છો તમારા લેખ વડે અને ત્યાં તમે નથી પહોંચી શકતા કે તેના માટેના જે અંદરના ઉમેરવા પડતા અલંકારો હોય છે જે તમે નથી મેળવી શકતા એવી બાબતો જ્યારે સર્જાય છે ત્યારે તેને સર્જન અવરોધ કહેવામાં આવે છે બંને વસ્તુ બંને બાબતો ઘણી વખત લેખકને હેરાન કરતી હોય છે પરેશાન કરી શકતી હોય છે અને આવી ઘટનાઓ ઘણી વખત સામે આવતી હોય છે તમારી દિનચર્યામાંથી કોઇ પણ કામ તમે એવું લઈને બેઠા છો અને ત્યારે તેમને એની સામે કોઇ મુદ્દા પર તમને લખવાનું કે બોલવાનું કહેવામાં આવે છે ખાસ કરીને આપણે અહીંયા લખવાની બાબત ઉપર ધ્યાન આપીએ તો લખવાનું કહેવામાં આવે છે તો તમને એ મુદ્દો તમને આપી દીધા હોવા છતાં પણ તમારા વિચાર એ મુદ્દાની વિસ્તૃત રેખામાં વિસ્તરી શકતા નથી તમારા વિચાર એ મુદ્દાની આજુ બાજુ ભટકી શકતા નથી તમારા વિચાર માત્ર એ મુદ્દાનો શબ્દ કે વાક્ય લઇને બેસી રહેતા હોય છે પરંતુ ના જો તમે તમારા મનની કોઇ પણ બાબતોથી એને મુક્ત કરી દેશો કે તમારે જે લખવું છે એના વિસ્તરણમાં તમારે ફાળો આપવાનો છે તો તમારે એ મુદ્દા એ વાક્યો કે જે તમારા લેખનનો સાર છે એની અંદર તમે રસપ્રદ રીતે જો ઓત પ્રોત થઈ જાઓ તો તમારે કોઇ પણ દિવસ લેખન અવરોધનો સામનો કરવો પડતો નથી ત્યાર બાદ લેખન અવરોધ પછી આવે છે સર્જન અવરોધ કે સર્જન અવરોધમાં તમે જે લખ્યું છે તો તમારે કોઇ પાત્ર કોઇ પ્રેમી કે કોઇ પ્રિયતમાની ઘટનાને વર્ણવી છે અને તમે એનામાં જે અલંકારો એના જે અને જે વચનોની બાબતો એની વાક્યોની ભરમાર એના શબ્દોની ભરમાર એના એના સંવાદોની ભરમાર તમે નથી ઉમેરી શકતા તો એ તમામે તમામ બાબતો તમને સર્જન અવરોધ તરીકે નડે છે ઘણી વખત સર્જનાત્મક વિચારનો અભાવ અને પ્રેરણાનો પણ અભાવ આ બધી વસ્તુમાં એટલી જ મેટર કરતો હોય છે જેથી કરીને જો તમે કોઇ પણ મુદ્દા પર લખી રહ્યા છો કે બોલી રહ્યા છો તો એનો ચોક્કસપણે એને ન્યાય આપો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો એના વિચારોમાં ફરો એના વિચારોને વેગ આપો તો તમે લેખન અવરોધ સર્જન અવરોધ કે સર્જનાત્મક વિચારનો અભાવ કે પ્રેરણાના અભાવમાંથી મુક્ત થઈ શકશો